નૃત્ય એટલે નૃત્ય તો ઘણી જાતના હોય છે કથક હોય છે પછી સાલ્સા ડાન્સ હોય છે ગરબા હોય છે ઘણી પ્રકારના નૃત્ય થઈ શકે છે ગુજરાતનું ફેમસ એટલે કે ગરબા ગરબા એટલે ઢોલ વાગે એટલે ગરબા કોઈ પણ માણસના અમારે પગ ચાલવા જ મંડ્યા હોય એટલે ઢોલ વાગતો નથી એટલે બધાય ગરબા રમવાનું ચાલુ કરી દે છે ગરબા રમવાની બહુ જ મજા આવે છે ગરબા કોઈ પણ વ્યક્તિને જે પહેલી વાર જોવેને તો પણ એને આવડી જ જાય છે ગરબા બધાને રમતા સારી રીતે આવડે છે જોઈને પણ શીખી શકે છે એને એના પણ ક્લાસીસ પણ થઈ શકે છે ગરબી પહેલાંના ટાઈમમાં પ્રાચીન ગરબીઓ થાતી ગરબીઓમાં એવી રીતે કે પહેલાં બે ત્રણ મહિના અગાઉ તેની પ્રેક્ટિસ કરાવતા અમુક ગરબા હોય એની ઉપર જ તે ગરબાના સ્ટેપ બધાય મુકવાના આવે છે એમાં પણ અમુક અમુક ગ્રૂપમાં હોય છે નાની બાળકી બાળકોને તો ગરબા રમતા ના આવડતા હોય એટલે તે ડાંડિયા લઈને એમનેમ ચાલતી હોય છે એમાં બી ગ્રૂપમાં બીજા ગરબા આવે એ ગ્રૂપમાં પણ ઘણા ગરબા આવે છે અલગ અલગ રીતે ઘણાય ગરબા આમાં ગીત ઉપર અલગ અલગ સ્ટેપ બેસાડીને ગરબા રમે છે હું પહેલાં ગરબા ગરબીમાં જ રહેતી કારવતી હતી પછી થોળા મોટા થયા પછી આ બાર રમવા જાવા મંડ્યા પણ ત્યાં પણ પછી બધાને જોઈને આપણે અલગ અલગ રીતે આપણે ગરબા શીખવા મંડ્યા કોઈનો પગ કઈ રીતે જોવો ચાલે છે એ રીતે જોઈને પણ આપને સ્ટેપ શીખી જઈએ છીએ પછી અમુક ટાઈમ થોડોક મોટા થાય પછી મેં ક્લાસીસ ચાલુ કર્યા હતા ક્લાસીસમાં કેટલા બધાને ઘણા બધા લોકોને મેં શીખવાડ્યા હતા છોકરીઓના અલગ ક્લાસ હતા એક બોઇસની અલગ બેન્ચ હતી પછી કપલમાં અલગ અલગ હતા એવી રીતે અલગ અલગ બેંચું ઘણી ચાલુ કરેલી હતી ડાંડિયા મને શિખવાડવા બહુ જ ગમે છે કોઈપણ વ્યક્તિને જેને પગ પણ ન ચલાવતા આવડતો હોયને એને એને પણ હું ડાંડિયા શિખવાડી દઉં છું એને પગ ન આવડતા હોય પગના સ્ટેપ ન આવળતા હોય ટિટોળો છે એમાં પણ ઘણા સ્ટેપ આવે છે દોઢિયું છે એમાં એકત્રીસ જાતના સ્ટેપું આવે છે જેમાં એકસો આઠ પણ સ્ટેપ આવે છે ઘણા એમાં સ્ટેપના પણ એમાં પ્રકારો હોય છે આપણે એમાં સ્ટેપમાં પણ અલગ અલગ રીતે ડોડીયા આઠ સ્ટેપ ચાર સ્ટેપ દસ સ્ટેપ બાર સ્ટેપ ચોવીસ સ્ટેપ એવી રીતે ઘણા સ્ટેપો હોય છે એ આપણે એમાં કરી શકી રમી શકીએ છીએ ઘ અત્યારે પાર્ટી પ્લોટમાં સૌથી પેલા ઝડપથી ચાલુ થાય સિક્સ સ્ટેપથી શરૂઆત થાય છે સિક્સ સ્ટેપમાં આપણે સિક્સ સ્ટેપ રમીને રમીએ છીએ પછી આઠ રમીએ છીએ પછી ટિટોળો રમીએ છીએ ભાંગળા રમીએ છીએ હવે અત્યારે ડીજે પણ આવી ગયું છે થોડો ટાઈમ છેલ્લે લાસ્ટમાં ડીજે કરે ભાંગળા કરે છે એવું બધું ઘણું આમાં આવે છે ગરબામાં તો ગરબા રમવામાં તો અલગ અલગ રીતે રમી શકીએ છીએ ગ્રૂપમાં રમી શકીએ છીએ એક રાઉન્ડમાં રમી શકીએ છીએ બધાને જેવી રીતે રમવા હોય તેવી રીતે રમી શકીએ ગ્રૂપમાં બધાનું ગ્રૂપ અલગ અલગ હોય છે અત્યારે બાર જે લોકો બધા છોકરા છોકરીઓ કે મોટા ઉમરના બધા જે લોકોને ગરબા રમી શકે છે મોટા લોકો પણ એનું અલગ ગ્રૂપ બનાવીને રમી શકે છે જે લોકોને સ્ટેપને એવું ના આવડતું પણ સાદા તો રમી જ શકે છે ફોર સ્ટેપ તો રમી જ શકે છે મોટા બીજાના છોકરા છોકરીઓ છે જે સ્ટેપ છે એ નાના છોકરાઓ એમને એમ રમતા હોય છે હાલીને રમતા હોય છે ઘણા લોકોને બધાયને એ રમતા આવડતું જ હોય છે પછી એમાં પણ એના મિત્રણ હોય છે દવ દિવસ એના અલગ અલગ કોસ્ચ્યુમ આવે છે રમવામાં બધામાં એમાં પણ નંબર આપે છે પ્રિન્સ પ્રિન્સેસ નાના બાળકોના વેથી અલગ અલગ બધાને નંબર આપે છે ગરબા વિષે તો ઘણું વિષું આપણે બોલી શકીએ છીએ ગરબા કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ પ્રંસગ હોય ગરબા હોય જ છે રાસ તો હોય જ છે બધાની ઘરે આમાં કોઈ પણ ઘરે પ્રસંગ હોય એટલે ગરબાનું તો કોમ્પું હોય જ છે બધાની વિધિ અલગ અલગ હોય છે પણ ગરબા તો બધાને કોઈ પણ જગ્યા હોય કલ્ચરમાં હોય ગરબા તો રાખે જ છે પછી આવે છે કથક કથકમાં પણ એવી રીતે એના માટે બહુ જ પ્રેક્ટિસ કરવી પડે છે એ આપણે ગીત ઉપર એના આંખના એક્સ્પ્રેસન સહિત એમાં આપણે કથક કરવાનું હોય છે કથકમાં અલગ અલગ રીતે પણ એમાં પણ ઘણી ટાઈમ લાગે છે કથક શીખવામાં એમાં પગના સ્ટેપ વધારે હોય છે કરવાના સરખી રીતે આંખના એક્સ્પ્રેસન વ્યવસ્થિત રીતે આપવાના હોય છે ઘણી રીતની નૃત્ય કરી શકીએ છીએ